તો હું તમને અહીંયાં કેટલાક રૂઢિપ્રયોગો કહું છું જેમ કે પડતું મૂકવું એટલે છોડી દેવું નિઃશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું જોતરાઈ જવું એટલે કામચોરી વિના કામે લાગવું દિલ દઈને એટલે કે ખૂબ ઉત્સાહ અને ધગશથી આત્મા રેડી દેવો એટલે કે પૂરેપૂરી લગનથી કામ કરવું પગરણ માંડવા એટલે શરૂઆત કરવી માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું માંડી વાળવું એટલે કે કામ બંધ કરવું પાછી પાની કરવી એટલે કે પાછા હટવું ઉચાળા ભરવા એટલે કે ઘર બાર ખાલી કરીને નીકળી જવું ત્યાર બાદ બે પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો બરાબર મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું ફાટીને ધુમાડે જવું એટલે કે બહુ જ અટકીને જવું વહાણા વાયા જવા એટલે સમય જતો રહેવો લાગમાં આવવું એટલે તક મળે બરાબર કબજામાં આવવું ભો ખોતરવા માંડવું એટલે નીચું જોઈને ઊભા રહી જવું અક્કલનું તાળું ઉકળવું એટલે બુદ્ધિ આવવી નજર કરવી એટલે લક્ષ આપવું અથવા જોઈ લેવું દહાડો બગાડવો એટલે ન ધાર્યું હોય તેવું થવું બરાડી ઉઠવું એટલે મોટેથી બૂમ પાડવી ઊંચે શ્વાસે એટલે ઉતાવળે લાલ પીળા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું કાનમાં કંઈક કહેવું એટલે કંઈ ગુપ્ત વાત કરવી